મારે કસરત દરમિયાન પગની ઘૂંટીમાં મચકોડ આવી જાય છે તો હવે તેના માટે મારે નજીકની સારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે હવે હું ઓનલાઈન એટલે કે સર્ચ કરીશ ઓનલાઈન જે પણ સારા નિષ્ણાત છે અને જેની સારવાર સારી છે તો હું તે ડોક્ટરની મદદ લઇશ અને ત્યારબાદ હું અપોઇમેન્ટ લઈને મારી ઘૂંટીમાં જે મચકોડ આવી હતી તેની દવા કરાવીશ તેનાથી મને જલ્દી રાહત મળે અને જલ્દી સારું થઈ જાય